હા ડોક્ટર સર હા મને શું છે કે કાલ સાંજે ખાધા પછી એકદમ ગભરામણ થવા માંડી બેચેની બહુ થવા માંડી એકદમ મને એવું લાગ્યું કે મે થોડુ વધારે ખાઈ લીધું છે

એકદમ મને ગભરામણ ને બેચેની થવા લાગી એવું લાગ્યું કે મને એકદમ એટેક આવી જશે એમ ના ના ના ના ના પહેલી વાર આવું થયું પહેલાં મને કોઈ પ્રોબ્લેમ નથી પહેલી વાર એવું થયું મને એવું લાગ્યું કે મેં થોડું વધારે ખાઈ લીધું એમ ના ના ના કોઈ દવા નહીં કોઈ દવા ગોળી નહીં હોં સાહેબ હા એ તો પછી શું છે કે મેં ખાધા પછી મને એકદમ ગભરામણ ને બેચેની થઈ ને તો પછી મેં શું છે બાથરૂમમાં જઈને મેં વોમેટિંગ કરી એમ હા ના પછી તો મને બેચીની એકદમ એવી લાગી મને વામીટ કર્યા પછી બી આખી રાત ઊંઘ નથી આવી હા હા પહેલીવાર પહેલીવાર બરાબર બરાબર બરાબર બરાબર બરાબર બરાબર હા હોં હા હા હા હા હા બરાબર બરાબર ઓકે ઓકે ઓકે